હેલો હા બોલો બોલો હા તો હું તમને વ્હોટ્સઅપ કરું છું વ્હોટ્સઅપ કરું છું એ તમે ત્યાંનાં નજીકના સ્ટોર પર જઈ મેડિકલ સ્ટોર પરથી એ દવા લઈ લેજો એ તમને રીયલી સારું કરી આપશે હવે તમારે કંઈ આમાં ચિંતા કરવાની કંઈ જરૂર છે નહીં કારણકે આપણે અત્યારે વેધર જે છે એ ચોમાસાનું છે એટલે ચોમાસાની અંદર તો શરદી ખાંસી આમ વાત છે અને પ્લસ તમે તમારી આબોહવા પણ ચેન્જ થઈ છે તમે સુરતથી લઈ અને ડાંગ જિલ્લાની અંદર સાપુતારામાં ગયા છો એટલે સાપુતારા હાઈટ પર હોવાના કારણે આ તો બધું થવાનું જ હતું એટલે ચિંતા કરવાની જરૂર નથી હું તમને દવા વ્હોટ્સઅપ કરું છું લઈ લેજો ના ના જરાય એવું નહીં આવે ઓકે હા હા હું તમને

હા હા હું એવું જ કરું છું હું અત્યારે બધી જ ગોળીઓ તમને મેસેજ કરી દઉં છું સાથે કેટલી ગોળીઓ ખાવી રોજની એ પણ લખી દઉં છું ઓકે અને કેટલા વાગે ખાવી એ પણ લખું છું સાથે ઓકે ઓકે હા તો તમારું ફરવાનું સારું થાય ઓકે થેન્ક યુ